જી હા અમારા ગુજરાતની મુલાકાત લો ત્યારે ઘણાં બધા એવા સ્થળો છે કે જ્યાં તમે અલગ અલગ પ્રકારની ઘણી બધી રચનાત્મક પ્રવૃત્તિઓ અને રમતો કરી શકો છો ખાસ કરીને વાત કરીએ બનાસકાંઠામાં તો બનાસકાંઠાની અંદર પોલો ફૉરેસ્ટ આવ્યું છે જેમાં તમે ફૉરેસ્ટિંગ કરી શકો છો તેમ જ પાણીની સાથે ટ્રૅકિંગ પણ કરી શકો છો એવી જ રીતે અમારા ગુજરાતની અંદર વિશ્વ વિખ્યાત જુનાગઢ નો ડુંગર આવેલો છે જે ડુંગરની અંદર આપ ટ્રૅકિંગ કરી શકો છો અને તેમાં પાણીની રમતો પણ રમી શકો છો એ સિવાય અમારાં ગુજરાતની અંદર ઘણો મોટો દરિયો કિનારો આવેલો હોય છે તો આ માંડવી બીચ છે અં એ સિવાય બીજા ઘણા એવા બીચ છે કે જ્યાં તમે પાણીની રમત પણ રમી શકો છો ટ્રૅકિંગ કરી શકો છો હોડી કે હોડીમાં ફરી શકો છો તેમજ પાણીની અંદર આપ બાઈક રાઇડિંગ પણ કરી શકો છો